ગુજરાતમાં ઘણા વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક ધારા ધોરણો છે તે જુદા જુદા પ્રદેશો સામુદાયોમાં વિતરીત થયેલા છે જેમકે નીચ જાતિ ઉચ્ચ જાતિ વગેરે વગેરે માણસો પહેલાના સમયમાં માણસો નીચ જાતિને અછૂત ગણતાં હતા ઉદાહરણ તરીકે તેમનો તેમનો સ્પર્શ પણ અપવિત્ર ગણવામાં આવતો હતો અને આપણે આને જાતિગત ભૂમિકા રીતે જોઈ શકીએ છીએ જેમકે પહેલાના સમયમાં સ્ત્રીને બહાર કામ કરવા જવાની અનુમતિ આપવામાં આવતી ન હતી ઘરના પુરુષો તે બહાર કાર્ય માટે જઈ શકતા હતા પણ આજના આધુનિક સમયમાં સ્ત્રીઓ અને પુરુષોને એક સરખું સન્માન આપવામાં આવે છે એક સરખી શિક્ષા આપવામાં આવે છે તેથી આપળુ ગુજરાત ઘણું આગળ વધ્યું છે અને તેની સાથે સાથે ગુજરાતમાં સાંસ્કૃતિક મૂલ્યોનો ઘટાડો જોવા મળે છે જે ખૂબ જ દુઃખત જનક વાત છે